જે લોકો ગુજરાતી ભાષા બોલતા નથી પરંતુ તેમની સાથે જયારે ગુજરાતી લોકો કેવી રીતે વાત કરવી પડે છે કે આપણે હિન્દીમાં વાત કરવી પડે છે જે એ સમજી શકે કે જેથી એ સારી રીતે એ લોકો સમજી શકે અને આપણી સાથે એ ભાષાનો વ્યવહાર કરી શકે માટે આપણે હિન્દીમાં બોલવું પડે છે અને અને અન્ય ભાષાનો પણ ઉપયોગ કરવો પડે છે જેથી કરી અને એ સમજી શકે અને એમને સમજાવવા માટે આપણે ઘણા બધા રૂઢીપ્રયોગોનો અને એવો બધો ઉપયોગ પણ કરવો પડે છે અને કોઈ એવા ઉદાહરણો પણ આપવા પડે છે કે જેથી એ લોકો સારી રીતે સમજી શકે એમને સમજાવવા આપણે ઘણીવાર કોઈ એવા ફોટા બતાવવા પડે કોઈ એવા કોઈ એવા સાધનોનો ઉપયોગ પણ કરવો પડતો હોય છે જેથી તેમને સમજવામાં તકલીફ ના પડે